હા ભાઈ ખાવા માટે સારી વાનગી કઈ છે અત્યારે આપણે હોટૅલમાં અમને આ બધી વાનગી એ અત્યારે હાજરમાં છે કે બનાવવાની વાર લાગે હાજરમાં જ છે બીજી દાળમાં કઈ ટાઇપ દાળ બનાવેલી છે હાલમાં તમારી પાસે દાળો પણ બધી મળે છે હા તો એ બધી ગુજરાતી જ આઇટમો છે ને કે પંજાબી છે ગુજરાતી આઇટમો જ છે અને પછી રોટલી ચપાટીમાં કઈ કઈ રોટલી છે કે રોટલાં છે પછી બાજ બાજરી મકાઈના કોઈ રોટલાં બનાવે છે તમારે અચ્છા ઘી બી સાવ ચોખ્ખું વાપરો છો છે એમને બરાબર છે તો ચાલો હવે તમારે ત્યાંનું આજે જમણવાર જમીએ અને પછી મજા આવે તો બીજી વખત બી તમારી મુલાકાત લઈ